હા હું અમારે થોડીક ચોપડીઓ જોઈતી હતી એટલે તમે ઓકે અને અમારે છે ને પહેલા ધોરણથી લઈને આઠમાં ધોરણની ચોપડીઓ જોઈએ છે તો તમારે ત્યાં આગળ કઈ કઈ ચોપડીઓ આમ ઉપલબ્ધ અમને મળી રહેશે પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધીની જોઈએ છે અને એટલી બધી ચોપડીઓ જોઈએ છે તમારે આગળથી મંગાવાની હશે કે પછી તમારે ત્યાં પડી જ હશે એટલે અમને ખબર પડે કે કેટલો ટાઇમ સમય લાગશે હા હું તમને જણાવી દઉં મારે ધોરણ એકની ગુજરાતીની દસ ચોપડીઓ અને અંગ્રેજીની દસ ચોપડીઓ જોઈએ છે પછી ધોરણ બેમાં અમારે ગુજરાતી અને અંગ્રેજી બંનેની પાંચ પાંચ જોઈએ છે અને ધોરણ પાંચમાં હિન્દીની દસ અને ગુજરાતીની પંદર નંગ જોઈએ છે ના હિન્દીમાં દસ અને ગુજરાતીમાં પંદર હા અને ધોરણ સાતમાં અમારે સામાજિક વિજ્ઞાનની બાર અને એકલું વિજ્ઞાનની આઠ ચોપડી જોઈએ છે અને છેલ્લે ધોરણ નવના અંદર ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન બધી જ બુકો જોઈએ છે અમને બધા અને બધાની પંદર પંદર જોઈએ છે અને બીજી વાત કે પછી જે અમે ચોપડીઓ મંગાવીએ છીએ તો પછી તમે અમારી અમારે ત્યાં જોઈએ ત્યાં આગળ સુધી તમે આપી જાશો કે પછી તમારે અમારે લેવા આવવું પડશે હા અને બાલમંદિર માટે કઈ કઈ ચોપડીઓ હશે તમારા જોડે આમ અને અમે જે બધી ચોપડીઓ મંગાવીએ છીએ એ ચોપડીઓના જોડે આ બધા જ ધોરણની સ્વાધ્યાયપોથી હશે અને ચિત્રપોથી બી અને એ બધાની જે નવનીત આવે એ બધું અમારે જોડે જ જોઈએ છે તમે શું એ અમને કરાવી દેશો

બરાબર હા એ તો વાંધો નહીં પણ અને એક બીજી વસ્તુ કે ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમ તો એ બંનેની ચોપડીઓ તમારા જોડે ઉપલબ્ધ રહેશે કે પછી ખાલી ગુજરાતી મીડીયમની જ હશે અને ગુજરાતી મીડીયમમાં ઓકે અને બૂક અમે જે બધી ચોપડીઓ લઈશું સ્વાધ્યાયપોથી છે ચિત્રપોથી છે નવનીત છે એ બધાના ઉપર અમારે પૂંઠા ચડાવવા છે તો એ પૂંઠા પણ તમે ચડાવી દેશો કે પછી બહારથી અમારે અમારા રીતે મેનેજ કરાવવાનું રહેશે અને એનાથી એના માટે અલગથી પૈસા લાગશે કે પછી આ બધી ચોપડીઓની અંદર તમે એમનામ જ અને આ જે બધી ચોપડીઓ છે એના પૈસામાં તમે થોડું ઓછા કરી આપશોને આટલી બધી છે તો અચ્છા સારું તો પછી હું જ્યારે અમારે કાલે કે પછી તમને હું કોલ કરીને કન્ફમેશન આપી દઉં બરાબર

દુકાન આમ કેટલા વાગ્યા સુધી ખુલ્લી હશે અને તમે હાજર જ છોને ત્યાં આગળ ના ના એ તો અમે અહીંથી નીકળીશું એટલે તમને ખાલી એક વખત ફોન કરી દઈશું બરોબરને